લગ્નમાં લોકો નવવધુને ભેટ સોગાદો રૂપે ઘડિયાળ આપે છે કિચન સેટ આપે છે ફોટો ફ્રેમ આપે છે એન્ટિક પીસ આપે છે કિચન આપે છે ઘરેણાં જેવી કે સોનાના દાગીના આપે છે બ્રેસલેટ આપે છે પાયલ આપે છે વગેરે જેવી ચીજ વસ્તુઓ આપે છે પણ દહેજ આપવામાં આવતું નથી